આમ તો મારા ઘણા બધા ફોટોઝ ફેવરિટ છે પણ એક ફોટો વિશે હું તમને જણાવીશ એક ફોટો એવો છે મારા લાઈફમાં ઘણા બધા ફોટા પડેલા એમાંથી એક ફોટો એવો નીકળ્યો જે મેં હમણાં જ જોયો હતો એ ફોટો એ ફોટો એક યાદગાર દિવસ છે મારા માટે કેમકે એ દિવસે મારાં મમ્મીનો બડડે હતો અને એ દિવસે મારા મમ્મીના બર્થડેના દિવસે હું એને એમનાં માટે સરપ્રાઈઝ કેક લઈને આવ્યો હતો જે મારાં મમ્મીને જરાય ખબર ન હતી એ ફોટો વિશે હું તમને પહેલાં જણાવું કે ફોટોમાં શું દેખાય છે ફોટોમાં આ ઘરનો એક ફોટો છે મારા ઘરનો ફોટો છે આ ફોટોની અંદર મારાં મમ્મી હું અને એમનાં માટે લાવેલી એક કેક છે અને મારી પાછળ તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકશો કે બહુ બધાં લોકો છે એ બધા મારા મમ્મીના રિલેટિવ્ઝ છે એટલે મારાં મૌસી મારાં માસી માસા પપ્પા ભાઈ અને મારા પણ રિલેટિવ્ઝ જ કહેવાય એટલે એ બધા છે અને આમાં એક વધારે એક ઇમ્પોટન્ટ છે કે જે મારો ભાઈ છે એ દિવસે મારો ભાઈ લંડનથી આવ્યો હતો જે મમ્મીને નહોતી ખબર અને એ લંડનથી આવ્યો હતો અને સાથે કેક લઈને આવેલા અમે બન્ને અને એ ફોટો પાડેલો છે મારાં મમ્મી મારા એના એમના હાથેથી મને ખવડાવે છે અને હું એમને કોળિયો ખવડાવું છું કેકનો એ જોઈને જે આનંદ આવે છે એ આહા હા હા શું ફોટો છે એકદમ અને સાથે સાથે મમ્મીની આંખમાથી એક કૂણું અમથું ગાલે સરકતું એક આંસુ છે એ જોઈને મને અત્યારે પણ રડવું આવે છે શું કહું તમને